લગ્નમાં લોકો નવવધૂને સોના ચાંદીની ભેટ સોગાદો આપે છે તેમાં સોનાના હાર સોનાની બંગડી સોનાની બુટ્ટી સોનાની જે નથણી આવે છે તે ચાંદીની અમુક વસ્તુઓ જેવી કે ચાંદીની પાયલ ચાંદીની બ્રેસલેટ આવે છે ચાંદીની વિંટી સોનાની વિંટી આપે છે ચાંદીનાં કડા આપે છે ચાંદીનું અમુક પેન્ડન્ટ આપે છે ચાંદીના જે પગમાં પહેરવાના વીંછીયા આવે છે તે પણ આપે છે દહેજ આપવામાં આવતું નથી કારણ કે દહેજ એ ગેરકાનૂની છે અત્યારે દહેજને લઈને ખૂબ જ સખત કાનૂન બનાવવામાં આવે છે દહેજ લેનારને સજા આપવામાં આવે છે દહેજ લેવું એ પણ ગુનો છે અને દહેજ આપવું એ પણ ગુનો છે જો દહેજ લેવામાં આવે તો તેના તરફ ફરિયાદ કરવી જરૂરી છે લગ્નમાં નવવધૂને સાડી પણ આપવામાં આવે છે